સુર્યોદન ટેક્સી ઓકે તો હું શું કહું છું કે અમારી પાસે છે ને અ તમારી કંપનીને જે આપણે કહેવાય ને કે પ્રોમો કોડ આવે બરાબર જેના પર ડિસ્કાઉન્ટ મળે ને એ મારી પાસે અ ડિસ્કાઉન્ટના કૂપન કોડ છે એ મારી પાસે પડ્યા છે બરાબર ને પ્રોમો કોડ એ મારી પાસે પડ્યા છે તો હું એ જાણવા માગુ છે કે અમે તમારા રૅગ્યુલર કસ્ટમર છીએ બરાબર તો તમે રૅગ્યુલર કસ્ટમરને તમાર તમે બીજું કંઈ ઑફર કરો છો કે પછી ક્રોમ પ્રોમો કોડ પૂરતું જ છે કારણ કે અમે છેલ્લા ત્રણથી ચાર મહિના થયા તમારી જે ટેક્સી છે એ બૂક કરાવીએ છે બરાબર ત્યારે પહેલા જયારે બૂક કરાવતા હતા ત્યારે તમે કંઈક અઢીસો કિલોમીટરના ત્રણ હજાર રૂપિયા લેતા હતા બરાબર એક દિવસના તો એ જ હું જાણવા માગુ છું કારણ કે હવે છે ને નૅક્સ્ટ અઠવાડિયામાં અમને અઠ આઠ દિવસ માટે કેબ જોઈશે બરાબર ટેક્સી જોઈશે તો તમે મને જણાવી શકશો કારણ કે આઠ દિવસનાં આપણે ગણીએ ત્રણ હજારની હિસાબે બરાબર તો ચોવીસ હજાર રૂપિયા થાય બરાબર અને એ પ્રોમો કોડ હું લગાવું છું તમારા એપ્લિકેશનમાં તો એ મને વીસ હજાર જેવું બતાવે છે અને વીસ હજાર આપણે કહીએ તો વીસ હજાર એ ઘણા વધુ અમાઉન્ટ છે બરોબર ને આઠ દિવસની હિસાબે તો હું એ જાણવા માગુ છું કે જે વીસ હજાર છે તો એમાં તમે કંઈ ડિસ્કાઉન્ટ કરી આપશો કારણ કે અમે તમને રૅગ્યુલર તમને જે મેં કીધું ને રૅગ્યુલર અમે તમને તમારી ટેક્સીસ અમે બૂક કરાવીએ છીએ તો એવું કંઈ થઈ શકે કે તે તમે ભાવ તમે ઘટાડી આપો બરાબર જો ભાવ ઘટ ઘટાડી કર કરી આપશો કાપશો બરાબર તમે તો અમને એક કેબની જગ્યાએ બે કેબ જોઈશે તો અમે બે કેબ તો બૂક કરાવી લઇશું બરાબર ને એમાં કોઈ દિક્કત નથી અમે બે કેબ ત્યારે જ બૂક કરાવીશું જયારે તમે અમને સારું એવું ડિસ્કાઉન્ટ આપશો બરાબર જો અમે ડિસ્કાઉન્ટ તમે આપ્યું છે એવું લાગશે કે કન્વિનિયન્સ લાગદે લાગશે બરાબર લાગશે બરાબર કે તમે આપેલું ડિસ્કાઉન્ટ બરાબર છે અ તો અમે જે કૅબ છે એ બૂક કરાવીશું બે અઠવાડિયા માટે બરાબર અ ચોક્કસપણે મને એક જણાવી દેજો ને અથવા મને પછી ફોન કરજો બરોબર તો હું એ સા જોઇ અને તમને કહું કે બધી ડીટેલ્સ કે કેટલા દિવસ માટે અમને કૅબ જોઈશે અને શું એની પ્રો ક્યાં ક્યાં અમને જવું છે અને એ ઓકે